આમ તો ગુજરાતમાં ઘણી બધાં ડુંગરો આવેલાં છે પણ તેને હિલ સ્ટેશન ના કહી શકાય કારણ કે તે દરેક ડુંગર ઉપર માતાજીના મંદિર સ્થાપિત થયેલાં છે જો હિલ સ્ટેશન ગણાતા જ જગ્યાઓની જ તે વાત કરવામાં આવે તો મુખ્યત્વે બે હિલ સ્ટેશન જોવા મળે છે એક વડોદરા નજીક આવેલું સાપુતારા ત્યાં લોકો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા માટે આવે છે અને માણસો પોતાનાં રજાઓના દિવસો અને ત્યાં પસાર કરે છે આ ઉપરાંત બીજું છે ધરમપુર પાસે આવેલું વિલ્સન આ બંને જગ્યાઓ તમે હિલ સ્ટેશન તરીકે ગણી શકો છો આ બંને જગ્યાઓને હિલ સ્ટેશન ગણવામાં આવે છે ગુજરાતમાં આમ તો મુખ્યત્વે અન્ય કોઈ હિલ સ્ટેશન જોવા મળતા નથી જેને ફરવા લાયક જગ્યા માનવામાં આવે ડુંગર ઉપર તો ડુંગરો ઘણાં બધાં છે મંદિરો પણ ઘણાં બધાં છે પણ હિલ સ્ટેશનના નામે જ્યાં માત્ર ફરવાનું અને લોકો માત્ર ફોટોઝ પાડવા માટે આવે છે અને ફરવા આવે છે તો તે માત્ર આ બે જ છે અને એક બીજું છે તે ડોન હિલ સ્ટેશન કે એવું કંઈક જ છે પંચમહાલ ડાંગ પાસે આવેલું છે